હલો હા હું મારું નામ અસ્મા છે અને મેં થોડીવાર પહેલાં ઉબર બુક કરાવી હતી પણ એમ એ ભાઈ દૂર હતા અને એમને મેં એમને થોડી રકમ આપી દીધી હતી પણ એ ભાઈ દૂર હતા અને મને જવામાં જ મોડું થતું હતું તો મેં પછી કેન્સલ કરાવી દીધી મારી જે નોંધાવી હતી ઉબર એ તો તમે મારે જે રકમ હતી એ મારા ઉબર વોલેટમાં પાછી મોકલી આપશો મારી જે રકમ મેં ચૂકવેલી હતી એ પરત